ક્રિકેટ ખોખો વોલીબોલ કબડ્ડી ટેનિસ વગેરે તમામ રમતો છોકરીઓ અને છોકરાઓ રમે છે પરંતુ તેમાં તફાવત જોવા મળે છે છોકરાઓ માટે ક્રિકેટના ગ્રાઉન્ડની લંબાઈ વધુ રાખવામાં આવે છે જ્યારે છોકરીઓ માટે ક્રિકેટના ગ્રાઉન્ડની લંબાઈ ઓછી રાખવામાં આવે છે તેમજ વોલીબોલ રમતમાં વોલીબોલ વ નું વજન છોકરાઓ માટે વધુ હોય છે જ્યારે છોકરીઓ માટે ઓછું હોય છે તેમજ દોડ રમતમાં કિલોમીટરના આધારે સમય આપેલો હોય છે જેમાં છોકરાઓ માટે સાત કિલોમીટર એ ત્રેવીસ મિનીટમાં પૂરું પૂર્ણ કરવાનું હોય છે જ્યારે છોકરીઓ માટે એક કિલોમીટર એ સાત મિનટ મિનિટમાં પૂર્ણ કરવાનું હોય છે આમ દોડમાં પણ તફાવત જોવા મળે છે છોકરીઓ વોલીબોલ ફૂટબોલ હોક હોકી ફુલ રેકેટ વગેરે તમામ રમતો સરળતાથી રમી શકે છે અગાઉના સમયમાં છોકરાઓનું પ્રમાણ રમતમાં વધુ હતું જ્યારે હમણાં છોકરીઓ પણ તમામ ક્ષેત્રે રમતમાં આગળ છે